હલો અજયભાઈ એક કંમ્પ્લેઇન હતી મેં ચાર ગ્લાસ મંગાવ્યા હતા ઓનલાઈનથી હા તો બે તૂટેલા નીકળ્યા છે એમાં તો હવે કરવું શું મારે કાલે મારી બૈરી ને મારી મમ્મી ઝઘડવા લાગ્યા બે ગ્લાસ તૂટેલા નીકળ્યા આ ઓનલાઈન શું કામનું એમ બધું બહુ બોલવા લાગ્યા તો હવે આને મારે કરવું શું ના ના આ નહીં ચાલે હવે તમારે રિફંડ લેવુ પડશે અને મને રિફંડ કરી આપો અને નવા મોકલાવો કેમ ભાઈ રિફંડ નહીં થાય કરવુ જ પડશે તમારે રિફંડ પૈસા આપ્યા છે મફતમાં થોડી લીધાં છે કંઈ નહીં નહીં નહીં નહીં નહીં આમાં કંઈ નહીં ચાલે કોઈ વસ્તુ નહીં ચાલે આમાં અમે કઈ રીતે એડજસ્ટ કરીએ યાર કઈ રીતે ચાલે ચાલશે જ નહીં આ કઈ રીતે અમે ચલાવીએ યાર તમે જ કહો બરોબર આટલી લાંબી પ્રોસેસ બે ગ્લાસ માટે કોણ કરે ના ના ના આટલી લાંબી પ્રોસેસ તો હું નહીં કરી શકું જો મને ખાલી કેન્સલ કરતાં આવડે છે અહીંયાથી બરોબર તો હું અહીંયાથી કેન્સલ કરી દઉં છું તમારે લેવા પડશે આને પાછા રિફંડ ઠીક છે આ તો તમારું ને અમારું રિલેશન છે પહેલાથી એટલે તમને ફોન કર્યો છે બાકી હું ઉપર બી કંમ્પ્લેઇન કરી શકું ઠીક છે હા તો તમે ઓર્ડર શું છે આ પાછો લઈ લો અને મને રિફંડ કરાવો ઠીક છે ઓકે ઓકે થેન્ક યુ